મારું નામ કાર્તિક છે અમે અહીંયા ચાર જણ છીએ તો મને જરાક તમારા રેસ્ટોરન્ટથી ઓર્ડર કરવું છે જલારામ રેસ્ટોરન્ટમાંથી વાત કરો છો હા તો સાંભળો મને બે પનીર બટર મસાલા દસ નાન બે દાલ ફ્રાય ચાર કોઈ પણ આઈસ્ક્રીમ તમે મોકલી દો તમારા મનથી જે તમને ગમતી હોય જે તમારી ફેવરિટ હોય ને પાંચ કોલ્ડ્રીંક કરી આપી દેજો ને મારું એડ્રેસ છે એ સાતસો પાંચ સારથી કોમ્પ્લેક્સ હું અહીંયા વેસુ એરિયાવાળો પછી બીજી એક વસ્તુ છે જો મને પહેલાં એક વસ્તુ કહો કે કેટલી વાર લાગશે રેસ્ટોરન્ટમાંથી આવતા કેમકે અહીંયા અમે બધા ભુખ્યા બેસેલા છે ને કંટાળી ગયા છે તો જરાક વહેલું થઈ શકે એવું કરજો કોઈ વસ્તુ નહીં હોય તો ચેન્જ કરીને બીજું આપી દેજો જે ફટાફટ બને અહીંયા આવી જાય બધામાં મરચું ઓછું રાખજો અહીંયા મરચું વધારે હોય તો કકળાટ ચાલું થઈ જાય એટલે મરચું ઓછું રાખવાનું બીજી વસ્તુ તમે ડિસ્કાઉન્ટ કેટલું આપી શકો છો એક ડિસ્કાઉન્ટ કુપન છે હું એનો નમ્બર કહું ડિસ્કાઉન્ટ કોડ છે આઠ છ નવ એક સાત એક આમાંથી જેટલો ડિસ્કાઉન્ટ બને એ કરી આપો ને હું કાલે પણ ઓર્ડર કરવાનો છું હું હમણાં ચાર દિવસ હાલ અહીંયા જ છું તો હું ચારે ચાર દિવસ ઓર્ડર કરવાનો તો તમે એ હિસાબે જરાક ડિસ્કાઉન્ટ વધારે કરી આપો તો બહુ જ સારું બસ